નમસ્કાર હાલમાં મેં નવો વ્યવસાયમાં આપણે નવો મોબાઈલ નંબર લીધેલો છે તો એના માટે મારે જે આપણે પુરાવા છે જેમ કે આપણા કરવેરા છે આપણા દસ્તાવેજો છે એ ડિઝિલોકરમાં આપણે અપડેટ કરવાની હાલમાં જરૂર છે એ ડિઝિલોકરમાં અપડેટ કરવા માટે મારે શું કરવું જોઈએ જેમકે ડિઝીલોકર છે તો ડિઝિલોકરમાં આપણે ઘણી બધી એવ આપણી પર્સનલ વસ્તુઓ જેમકે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આવું બધું આપણે સાચવતા હોઈએ છીએ તો આ ડિઝિલોકરને આપણે અપડેટ કરવા માટે શું કરવું જોઈએ એ મને જણાવો અને હું તમને એક કરવા માટે પણ કહું છું કે જો તમારાથી થાય તો એ તમે પણ કરી દો મને અને તમે જો જે પણ પુરાવાની જરૂર પડે જેમાં જેમકે અલગ અલગ મોબાઈલ નંબરને નાખવો અંદર નવા નવો મોબાઈલ નંબર નાખવો પડે તો એમાં ઓટીપી આવે તો એ ઓટીપી પણ હું આપવા માટે તૈયાર છું એની અંદર શું શું પુરાવા નાખવા પડે છે એને એ માટે મને જણાવો અને મને એ જણાવો કે હું આ જે અપડેટ કરવાનું છે આપણે ડિઝિલોકર એ હું અપડેટ કઈ રીતે કરી શકું એ અત્યારે મને જણાવો પ્લીઝ